હલો સર મને નોટિસ મળી છે કે પગાર હું મેળવવા માટે આધાર લિન્ક કરાવું જરૂરી છે તો શું હું આધાર લિન્ક નહીં કરાવું તો મારો પગાર નહીં થાય અચ્છા બેન્ક જોડે લિન્ક કરાવવું જ પડશે

અચ્છા તો મારે ફરજિયાત કરાવવું જ પડશે તો હું કાલે જ જઈને મારું આધાર કાડ લિન્ક કરાવી દઇશ બેન્ક જોડે ઓકે